આજે મેં મારું એમેઝોન ઓપન કર્યું એપ તો એમાં મને ઘણી બધી મારી એવી કાર્ટમાં વસ્તુઓ મળી જે મને હવે ખરીદવી નથી આગળ પસંદ કરી હશે પણ હવે મને એની જરૂરિયાત લાગતી નથી તો હવે એને હું દૂર કરું છું કાર્ટમાં ઘણી બધી વસ્તુઓ પડેલી છે એકચૂલી હવે આગળ એક લેમ્પ જોએલો એ હવે મને જરૂર નથી તો એને મેં હું દૂર કરું છું પછી શૂઝ જોયા છે એક તેને પણ હમણાં મને હવે જરૂર નથી તે હું દૂર કરું છું પછી ઘણી બધી બોટલ પસંદ કરી હતી પણ એમાંથી મને અમુક જ જરૂર છે હવે તો બાકીની હું દૂર કરું છું પછી કાર્ટમાં અમુક કપડા પણ અમુક કલરના પસંદ કરેલા છે પણ એ કલર હવે ગમતા નથી તો એ કાર્ટમાંથી હવે હું દૂર કરું છું એટલે લગભગ મારું કાર્ટ ઘણું બધું ખાલી થઈ ગયું છે હવે બહુ જ પસંદગીની જ વસ્તુઓ એમાં રઈ છે બધી નકામી વસ્તુઓ મેં કાર્ટમાંથી દૂર કરી છે